ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી હોય તેવી મુખ્ય કોલેજ અથવા તો યુનિવર્સિટી અને કોલેજો ઘણી બધી છે જેમાંથી એક જે આણંદમાં આવેલી છે ત્યાં પણ આણંદને વિદ્યાનગર કહેવામાં આવે છે અને ત્યાં ઘણી બધી યુનિવર્સિટીઓ છે જ્યાંથી તમને તમને જે પણ કોર્સમાં જરૂરિયાત હોય જે પણ કોર્સ તમને ગમતો હોય જેમાં તમને ઈન્ટરસ્ટ હોય તેવા કોર્સ પણ તમને મળે છે એમાં અને એક આણંદ કોલેજ છે ત્યાં ઘણી બધી કોલેજો આવેલી છે જ્યાં તમને તમારા ઈન્ટરસ્ટ પ્રમાણે કોલેજ પણ મળે છે બીજી કોલેજ છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં છે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પણ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટીમાં તમને કોઈ પણ કરવું હોય ટિચિંગ માટે બી એસ સી છે એવા ઘણા બધા કોર્સ આવે છે તે પણ ત્યાં છે જે તમને જેમાં તમને ઈન્ટરસ્ટ હોય તે તમે કરી શકો છો તેમાં ઘણા બધા જાહેરમાં કોર્સ આવે છે અને અમુક અમુક ખાનગી કોર્સ પણ આવે છે જેમાં તમારે બી એસ સીમાં પણ ઘણી બધી બ્રાન્ચ આવે છે એવી રીતે તમારે કોર્સ આવે છે તેમાં ટેકનીકલ રીતે તમને પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે અને તે પ્રેક્ટિકલ ઉપરથી તમારું કરવા અ તમારા જે સાચા તમને ગમતા હોય તેવા કોર્સ ચુઝ કરવામાં આવે છે અને એવી રીતે તમને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ કરતી એક મહેસાણામાં પણ કોલેજ છે સેફ્રોની કરીને જ્યાં તમને મનગમતા કોર્સ પર તમને ત્યાં એડમિશન આપવામાં આવે છે અને તેના પર તમે આગળ જઈ શકો છો